હા હેલો હા પરી વાત કરો હા હું હું અહીંયા ફરવા આવી છું અમદાવાદમાં બેંગલોરથી હંમ ફર્સ્ટ ટાઇમ આવી છું અહીંયા અમદાવાદમાં અને મને ખાલી આમ ફરવાનું છે ફેમિલી જોડે આવી છું તો મને થોડી ઇન્ફોર્મેશન જોઈતી તી તો તમે આપી શકો ખરી હું અહીંયા આવી છું જો ને કાલે આવી છું એમ અને એક હોટલમાં રોકાઈ છું અમે છીએ અત્યારે દસ દિવસનું છે અમારું આમ ફરવાનું હા હા હા ના એમ તો ખાલી જોયેલું છે અમે ગૂગલ ઉપર સર્ચ કરીને બધું પણ એટલું બધી કંઈ ખબર નહીં પડે એટલે અમે તમને કોલ કરીને એમ પૂછી લીધું એમ કે તમારે કંઈ થોડી વધારે ઇન્ફોર્મેશન મળશે અમને તો સારું થશે

તે ઓકે તો એના માટે કંઈ આમ બસ કે ઓટો કંઈ હશે કે તમે કંઈક પ્રોવાઇડ કરી શકો એમ કંઈ એવું છે અને અહીં ઓકે ઓકે અને અહીંયા અમદાવાદનો થોડી એ હા હા હા બોલો બોલો ઓકે ઓકે હા હું એમ તો એમ સાંભળ્યું છે એટલે ખબર હશે તો તમે અમને જે ગાડી કે વેન કંઈ હોય પ્રોવાઇડ કરશો તો એમાં કંઈ ઓકે તો તો તમે થોડું આમ આમાં બજેટ આપણે જોઈને આમ આગળ પાછળ આમ થોડું કરી શકો ને એટલે ફેમિલી છે અમારી ને એ બધુ અમે ચાર માણસો છે એટલે જો મારા મમ્મી પપ્પા ને એક સિસ્ટર એટલે કોઈ ને કંઈ થોડું આમ બેસવામાં તકલીફ ના થાય એમ વેન કે કંઈ કાર હોય તો ઓકે ઓકે ઓકે સારું હોં હું તમને આ બધે પછી હોટેલોનાં ને બધું મેસેજ કરી દઉં છું હોં તમે જોઈ લેજો ને પછી મને કોલ બેક કરજો ઓકે થેન્કયૂ હા